હું ડૉક્ટર અંકિતા પંચાલ સાથે વાત કરું છું મૅડમ તમારી પ્રેરણા હૉસ્પિટલનો મારી પાસે તમારો નંબર આવ્યો તો હવે મારે છે ને એક સમસ્યા છે કે મને છે ને વ્હાઈટ પાણી બહુ આવે છે બે ત્રણ દિવસથી મારું નામ ઝરણા ભટ્ટ છે મારી બેન છવ્વીસથી સત્તાવીસ છે ના હજુ મૅરેજ નથી થયા મારે અમદાવાદની અંદર નરોડામાં રહેવાનું હલો નરોડા લગભગ અઠવાડિયું થઇ ગયું છે મૅડમ અઠવાડિયાથી મને આ સમસ્યા સતત આવી રહી છે અને લગભગ એ વધારે આવી રહ્યું છે હવે તો મેં તપાસ કરી તો તમારા હૉસ્પિટલનું નામ મારી મને એક ફ્રેન્ડે સજેશન કર્યું કે અહીંયા ડૉક્ટર અંકિતા પંચાલ છે એ સારાં છે જેનો સંપર્ક કરવો જોઈએ હવે મને ખબર નથી પડી રહી કે હું આમાં શું કરું હા મૅડમ હા હા હા મૅડમ બોલો ને હા હા મૅડમ હું જૉબ કરું છું અને જૉબનો મારો ટાઈમિંગ એવો છે કે દસથી છનો મારો ટાઈમિંગ છે સવારે વહેલાં ઉઠીને હું રસોઇને એવું બધું કરી અને પછી હું દસ વાગ્યે જોબ જતી રહું છું ત્યાં હું એક એન જી ઓમાં કામ કરું છું મારી ઑફિસમાં દસ વાગ્યાથી લઇને છ વાગ્યા સુધી હોઉં છું ત્યારબાદ ફરી હું ઘરે આવતી રહું છું ઓકે ઓકે હા મૅડમ મને છે ને ગળ્યું જરાય નથી ભાવતું એટલે હું સવારમાં ફક્ત ચા પીવું છું ત્યારબાદ હું નાસ્તો નથી કરતી ટિફિન લઈને ડાયરૅકટ બે વાગ્યે કે દોઢ વાગ્યે અમારું જમવાનું હોય છે જેમાં હું શાક રોટલી કે કોઈ ફરસાણ એવું લઇ જાઉં છું અને ત્યારબાદ સાંજના ટાઈમે ખીચડી હોય અથવા શું કહેવાય શાક ભાખરી જ હોય પણ દાળ ભાત અવૉઇડ કરું છું અને સાંજના ટાઈમે પણ લગભગ મને બે થી ત્રણ વાર ચા પીવા જોઈએ છે બસ આ અને મને ગળ્યું ભાવતું નથી એટલે મારું જમવાનું થોડું સ્પાઈસી હોય છે

હા હા મૅમ ઓકે મૅમ હા મૅમ ઓકે મૅમ હા મૅમ ઓકે મૅમ હા શ્યૉર ઓકે ઓકે ના એટલે પબ્લિક ટૉઇલેટ જ છે અમારે એવું કોઈ સ્પેશિયલ ટૉઇલેટ નથી શ્યૉર શ્યૉર મૅમ મારે તમને મળવું જ પડશે કેમ કે હવે આ છે ને અઠવાડિયું થઇ ગયું છે અને એ મને એવું લાગે છે કે મૅડિકલમાંથી હું દવા લાવી એ મટતું નથી એટલે મારો એવો વિચાર છે કે હું તમારી હૉસ્પિટલમાં આવીને એક વાર તમને એક વખત રીફર કરી રીફર કરી લઉં તમને એક વાર જેથી કરીને મને આઈડિયા આવી જાય શ્યૉર મૅમ ઓકે ઓકે ઓકે થૅંક યુ મૅમ